હા મારા જૂના ઘરની નજીક જ લાયબ્રેરી છે જે સુરતની ખૂબ મોટી લાયબ્રેરી છે નર્મદ લાયબ્રેરી હુ મારા હસબેન્ડ અને મારા બાળક મારું બાળક ચાર વર્ષનું હતું ને ત્યારથી અમે એની લાઈફ ટાઈમ મેમ્બરશીપ લીધી છે મહિનામાં લગભગ બે વખત બે રવિવાર અમે લોકો લાયબ્રેરીની મુલાકાત લઈએ છીએ મારા ઘરમાં મારી પાસે મારી પોતાની લાયબ્રેરી છે જેમાં બાળકોને લગતાં મને ગમતાં પુસ્તકો મારા હસબન્ડને ગમતાં પુસ્તકો ખૂબ બધાં છે અમે લોકો ખૂબ બધા લોકોને પુસ્તકો અમારામાંથી આપી પણ દઈએ જે થોડોક પણ વાંચનમાં રસ બતાવે તે કારણ કે મોબાઇલના ટાઈમમાં એવું લાગે છે કે વાંચન વિલુપ્ત નહીં થવું જોઈએ જે તમે વાંચીને શીખી શકો એ બીજે કોઈ ટીચર તમને નહીં શીખવાડી શકે અને હા ડ્રીમ લાયબ્રેરી એ છે કે દરેકે દરેક બાળક સુધી હું પુસ્તક પહોંચાડી શકું એ મારી મોબાઈલ લાયબ્રેરી હશે જે મારી ડ્રીમ લાયબ્રેરી હશે અને જ્યાં પણ બાળકોને હું હાથમાં ફોન લઈને સમય વેડફતાં જોઉં ત્યાં હું એ લોકોને એ બુક આપીને એ બુક પ્રત્યેનું આકર્ષણ ખેંચી શકું એવું મારી ડ્રીમ લાયબ્રેરી છે જેને મોબાઈલ લાયબ્રેરી કહી શકાય આપણાંથી